હાલો બોલો

તો બાળક હોય તો એ તો એ ચંચળ તો હોય જ ને કોઈ પણ બાળક હોય યર્લિ એટલે જ

વિચારીએ જોઈએ ટાઈમ હશે તો આવીશું હા તો આવી જઈશું શું કીધું

કરે છે ત્યાં એટલું વર્ક તમે કરાવતા હોય તો અહીંયા બાળક કેટલું કરે તમે ઓછું વર્ક આપો તો ઓછું કરે એટલે બાળકને તમે હોમવર્કેય એટલું આપો છો ઓકે